હું અને મારો પરિવાર ધાર્મિક તહેવાર વધારે સારી રીતે નવરાત્રિ ઉજવીએ છીએ નવરાત્રીમાં અમે ઘરની અંદર માતાજીનું સ્થાપન કરીએ છીએ એને માટે શરૂઆતથી મંદિર સાફસૂફી પછી થોડું ડેકોરેસન કરીએ ફૂલહાર વગેરે કરી માતાજીનાં ફોટોને ડેકોરેટ કરી અને નવરાત્રિ શરૂ થાય એટલે અખંડ દિપક નવ દિવસ સુધી અમે કરીએ છીએ જ્વારા સ્થાપન પણ કરીએ છીએ રોજ એની અંદર પૂજા આરતી કરીએ સાંજના સમયે આરતી વિશેષ કરી એની અંદર ગરબા પણ માતાજીનાં ગાઈએ અને ઉપરાંતમાં ગરબા ગાયા પછી આરતી કરી અને રોજ જુદી જુદી જાતનાં મિષ્ટાનનો પ્રસાદ માતાજીને ધરાવીએ અને એ પ્રસાદ પછી આજુબાજુ બધા જે લોકો આવ્યા હોય એને પણ અમે આપીએ છીએ અને આ રીતે નવેય દિવસ અમે ખૂબ સારી નવરાત્રિ ઉજવીએ છીએ